રાજકોટ જિલ્લામાં સ્થાનિક સંરક્ષણ કે પર્યાવરણ પહેલ માટે ઘણી બધી સરકારે પહેલ કરેલી છે જેમાં ગુજરાત સોલાર પાવર પોલ્યુસન ઊર્જા સંરક્ષણ અર્બન લેજ પ્રોજેક્ટ વગેરે એમાં સામેલ કરવામાં આવે છે તો ગુજરાત સોલાર પાવર પોલ્યુસનમાં એ છે કે જેનાથી સૌર ઊર્જા એટલે કે સૂર્યના ઊર્જાથી આપણે આપણા ઉપકરણો જે ચલાવી શકીએ છીએ અને આના કારણે ઘણા ઘરોમાં અને કંપનીઝ કે જે મોટા મોટા ધંધાઓ કરતાં હોય ફેક્ટરી એમાં એનું બહુ બચાવ થઈ જાય ઊર્જાનો પછી ઊર્જા સંરક્ષણ માટે ઘરોમાં કેવી રીતે ઊર્જાનો બચત કરવી પાણીની કેવી રીતે બચત કરવી વગેરે બીજા જેવા કાર્યક્રમો થાય છે અર્બનલેસ પ્રોજેક્ટમાં એવું છે કે અર્બનલેસ પ્રોજેક્ટ એવું છે કે જેમાં જે આપણા ગલી કે બહાર જે લાઈટ હોય સ્ટ્રીટ લાઈટ કહીએ આપણે એને એ સ્ટ્રીટ લાઈટમાં એલઈડી લાઈટ ગોઠવવામાં જે દિવસે તો બહુ સૂર્ય ઊર્જાથી ચાર્જ થાય છે અને રાત્રે એ પછી આખી રાત સુધી ચાલુ રહે છે સવાર સુધી ને જ્યારે રાત હોય તો આખો દિવસ એ ચાર્જ થાય છે અને પછી તે ચાલુ થાય છે જેના લીધે આપણો ઊર્જાનો બચત થાય છે આપણી વીજળીનો બચાવ થઈ જાય પછી પાણી માટે પણ ઘણાં બધાં આવા કરેલા છે કે રાજકોટ મને ઘણી બધી જગ્યાએ પાણીની ઓછા અછત હોવાથી પાણી માટે ઘણાં બધાં કાયદાઓ બના બનાવવામાં આવે છે કે આ કાયદાઓમાં કેવું હોય છે કે જો કોઈ પાણીનો વ્યય કરતો જણાય કે કરતી જણાય તો તેને અમુક પ્રકારનો દંડ દેવામાં આવે છે અને આ પડકારોમાં ઘણાં આ વ્યવસ્થાને લીધે ઘણાંયને પડકારો પણ મળે છે સરકારને જેમકે જમીનની ઉપલબ્ધતા નથી હોતી ક્યારેક ક્યારેક તેમની પાસે નાણાકીયની આવી સંશાધનની મર્યાદાઓ હોય છે ક્યારેક લોકોમાં જાગૃતિનો અભાવ હોય છે ક્યારેક રાજકીય દબાણના લીધે તે લોકો કોઈ કાર્ય કરી શકતા નથી અને હા તે પણ કહી શકો આવા બધા પડકારોથી થોડી ઘણી સફળતા પણ મળી જાય જેમકે અમુક લોકો એવી રીતે જાગૃત થઈ ગયા છે જે પોતાના ઘરે કે બહાર એનું સમરક્ષણ સંરક્ષણ પણ ગણાય છે અને સાથે સાથે બીજા પાસે પણ કરાવે છે તો સફળતામાં આપણે કહીએ તો જૈવ વિવિધતાને વધારો કરે છે પછી ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરે છે કે ઊર્જા બચે તો આપણે આપણા આગળવાળી પેઢીને પણ આપી શકીશું પર્યાવરણ જાગૃતિનો વિકાસ કરવામાં આવે છે કે બાળકને નાનપણથી જ્યારે શાળામાં કેવી રીતે હોય ત્યારથી જ એને આવું બધું શીખવાડવામાં આવે છે જેથી એ પોતે જ એવું કંઈ બગાડે નહીં અને જેનો બગાડ ન કરે તો એ પણ એવી જ રીતે શીખી શકે અને રાજકોટ જિલ્લામાં આમ તો ઘણાં બધાં આવી રીતે ઓલા થયેલાં છે પછી ઘણી બધી જગ્યાએ જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવે છે કોલેજ શાળા એમાં અમુક અમુક લોકોને પ્રોજેક્ટ અસાઈનમેંટ કે એવી રીતે કામ આપવામાં આવે છે કે લોકોમાં જાગૃતિ ફેલાય અને જેના લીધે કુદરતી કુદરતી સ્ત્રોત જૈવ વ્યવસ્થાને બહુ રીતે અસર કરે છે આવું બધું જેમકે પ્રાણીઓની રક્ષા કરવી પાણી બચાવવું પછી વધારેમાં વધારે પર્યાવરણની રક્ષા કરવી વૃક્ષો ઉગાડવાના અમુક અમુક કંપનીઝ પણ અત્યારે એવો દાવો કરે છે કે તમે અમુક હવે તેને પૈસા આપો તો તે વૃક્ષો પણ ઉગાડે છે તમારા માટે અને ઘણી બધી એવી રીતના જેમકે આરએસએસ છે રાષ્ટ્રીય સેવા સંઘ એમાં પણ એવું હોય છે કે અમુક અમુક સમયના દરમિયાન તે લોકો વૃક્ષો ઉગાડે અને લોકોમાં જાગૃતિ ફેલાવે છે અમારા વિસ્તારમાં પર્યાવરણની કાળજી અમે એવી રીતે લઈ છીએ કે જ્યારે પણ રવિ એમ કે જ્યારે બધા ફ્રી હોય ત્યારે લોકો સાફ સફાઈ કરવા વયા જાય છે પછી અમારા જે બાજુમાં બગીચો છે ત્યાં ઘણાં બધાં અમે વૃક્ષો ઉગાડેલા છે પછી અમારી સોસાયટીમાં એવું છે કે જ્યારે પણ કોઈ પાણી બગાડતું જણાય તો એને અમુક પ્રકારનો દંડ હોય છે પેલીવાર ઓછો પછી વધારે એવી રીતે ધીમે ધીમે એની માત્રા વધતી જાય છે જેથી સામેવાળા વ્યક્તિ સમજી શકે અને જેના લીધે આપણે આપણા પર્યાવરણનો બચાવ કરી શકીએ